તમારા વીજળી બિલની ચુકવણીની સ્થિતિ પૂરી રીતે તપાસવા માટે નીચેનાં પગલાં અનુસરો વિદ્યુત બોર્ડની વેબસાઈડ પર જાવ તમારા વીજળી બોર્ડનું શું કહેવાય અધિકૃત વેબસાઈડ ખોલો લોગીન કરો તમારી યુઝર આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કરી તમારા ખાતામાં લોગીન કરો ચૂકવણીની સ્થિતિ તપાસો બિલ પેમેન્ટ અથવા ચૂકવણી ઇતિહાસ વિભાગમાં જઈને ચકાસો અને ચકાસણી થઈ ગઈ છે કે નહીં કે ગ્રાહક સેવાને ફોન કરો જો તમને હજુ કોઈ શંકા હોય તો ગ્રાહક સેવાને ફોન ફોન કરો અને તમારું પ્રશ્ન પૂછીને સ્પષ્ટતા મેળવો ફોન નંબર સિક્સ ટુ ઝીરો ઝીરો આ રીતે તમે તમારા પ્રશ્ન સારી રીતે હલ કરી શકો છો